હા બોલો બરાબર હા બરાબર હા હવે આપણે ગુજરાતમાં નોર્મલી દિવાળી જન્માષ્ટમી ગણેશચતુર્થી તો બધે ઉજવાતા જ હોય છે પણ આપણે ત્યાં શીતળા સાતમ દર સાલે ઉજવાતું હોય છે જે શીતળા માતાને પૂજા કરી અને ઠંડા પાણીથી એ દિવસે નહાવાનું હોય છે અને ઠંડુ ઠંડુ આગલા દિવસે છઠ્ઠને દિવસે જમવાનું બનાવી અને એજ જમવાનું ઠંડુ એ સાતમે ખાવાનું હોય બરાબર છે અને જમવામાં હા એજ હું કહેતો હતો કે જે આપણે આગલે દિવસ બનાવીએ છે ને જે વાનગીઓમાં એ મેથીનાં થેપલાં હોય ઢેબરાં હોય પછી શાક બનાવ્યું હોય જે બગડી ના જાય કંકોડાનું શાક હોય દૂધપાક હોય આથેલાં મરચાં હોય અથાણું હોય એટલે વઘારેલી છાશ હોય હં હં બોલો બીજો બીજો તહેવાર છે ને એમાં આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ ઉત્તરાયણમાં પતંગ અને દોરી હં પતંગ અને દોરીથી પતંગને

હં એની વિશેષતા એ છે કે આપણે સૂરજ જે મકર દિશામાં જાય છે ને ત્યારે આપણે ઉત્તરાયણ ઉજવતા હોઈએ છીએ અહીંયા ગુજરાતમાં એટલે એ દિશા સૂરજની દિશા બદલાતી હોય ને એટલે આપણે ઉત્તરાયણ ઉજવતા હોઈએ છીએ એટલે એ દિવસે આપણે સવારે વહેલાં ઉઠી અને દોરી પતંગ લઈ અને ધાબા ઉપર જઈ ટેરેસ ઉપર જઈ અને પતંગ ચગાવીએ છે એમ આકાશમાં વાનગીમાં સ્પેશિયાલિટીસમાં ઉત્તરાયણના દિવસે ઉંધીયું બનાવવામાં આવે છે જે બધી મિક્સ સબ્જી હોય અને પેલું શું કહેવાય મેથીનાં એ હોય છે ભજીયા જેવું હોય અંદર નાખીને મેથીનું હા એટલે ઉંધીયું પુરી જલેબી એ બધું બોર લાવવામાં આવે છે જયારે એ ઉત્તરાયણના દિવસે મોટા બોર આવે છે ગળ્યા ગળાશ પડતા બોર ખાય છે તલસાંકળી ખાય બનાવીએ મમ મમરાના લાડું બનાવીએ છે એટલે આ રીતનું આપણે ઉત્સવ ઉજવીએ છે ચાલો મળીએ